દરેક લોકો એક તો પોતાના નિર્ણય લેવાની શક્તિઓ હોવી જોઈએ નિર્ણય લેવામાં કટિબદ્ધતા દરેક લોકોમાં હોવી જોઈએ જયારે પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે આગળ પાછળના તમામ પાસાઓ તપાસી લેવા જોઈએ અને જો પણ ત્યારે પણ તમને કોઈ સારો ખ્યાલ ન આવે સારા વિચાર ન આવતા હોય ત્યાર તમે કોઈ અંગત તમારા માણસોની અંગત લોકોની સલાહ લઈને પણ આગળ વધી શકો છો